હલો

હલો કંઈ બોલી રહ્યા છો હાં હું પોલીસ સ્ટેશનમાંથી વાત કરું છું હર્ષભાઈ બોલી રહ્યા છો હાં ગઈ કાલે તમે સરદાર નગર સોસાયટી જે કરમસદમાં આવેલી છે ત્યાં ગઇકાલે રાત્રે હતા તમે ત્યાં હતા કરમસદ સરદાર નગર સોસાયટી ગઈ કાલે ગઈકાલે ગઈ કાલે અમે તમને ત્યાં સીસીટીવી કેમેરામાં જોયેલા છે અને તમે ઘરની બહાર એક નંબર ઘરની બહાર બાઇક પડ્યું હતું એ બાઇક લઈને ભાગતા અમે તમને લોકોને જોયાં અમે તમને જોયેલાં છે એ વાત સાચી છે પણ અમે સીસીટીવી કેમેરામાં જોયું છે કે તમે બાઇક લઈને જતાં હતાં અને અને તમારું પર્સ જતી વખતે પડી ગયું એટલે એ પર્સ અત્યારે મારી પાસે છે અને એમાં જોયું તો એમાં તમારા બધા ડોક્યુમેન્ટ્સ ને બધું જ છે અને એ તમારું જ પર્સ છે તો એ ત્યાં કેવી રીતે પહોંચ્યું તો શું તમારા મિત્ર પણ આમાં સામિલ છે કારણકે આ સીસીટીવીમાં તો તમે દેખાઈ રહ્યા છો પૂરેપૂરા તો તમે એવું કેવી રીતે કહી શકો કે તમે ત્યાં હાજર જ નહતા જ્યારે પ્રૂફ છે મારી પાસે હાં સીસીટીવી કેમેરા છે અને હવે આ વસ્તુનું આ બધી વસ્તુ અત્યારે ડિસકસ કરવા નથી માંગતી હું ઈચ્છું છું કે આજે સાંજે પાંચ વાગે તમે પોલીસ સ્ટેશન આવો ત્યાં તમારી સાથે બધી પૂછપરછ કરવામાં આવશે પછી જોવામાં આવશે કે ખરેખર તમે નિર્દોષ છો કે નહીં એટલે સાંજે પાંચ વાગે તમારે પોલીસ સ્ટેશન પર હાજર રહેવું પડશે તમારે સાંજે પાંચ વાગે પહોંચવાનું છે વડોદરાથી તમારે કરમસદ પહોંચો એટલે તમે આરામથી પહોંચી શકો છો શું તમે એવું ઈચ્છો છો કે તમારી ધડપકડ કરવામાં આવે પોલીસ તમને લેવા આવે એવું ઈચ્છો છો કે પછી તમે શાંતિથી પોલીસ સ્ટેશને આવી અને આનો નિકાલ લાવવા માંગો છો હા ચાલસે પણ તમારે હાજર રહેવું પડશે